ના હું કોઈપણ રમતગમત માટે મળતી શિષ્યવૃત્તિથી વાકેફ નથી અને હું તેના વિશે જાણકારી મેળવવા માગુ છું કારણકે મેં ઘણી વાર સાંભળ્યું છે કે તમે આ કોલેજમાં સ્પોર્ટ્સ કોટામાંથી આવ્યા છો પણ એ કેવી રીતે થાય છે એ મને હજુ સુધી સમજણ પડી નથી માટે હું જાણવા એ માગીશ કે આ શિષ્યવૃત્તિ કેવી રીતે મળી શકે છે અને તેના માટે કઈ કઈ આપણને પ્રક્રિયા કરવી પડે છે કારણકે શિષ્યવૃત્તિથી હું કોઈ યુનિવર્સિટીમાં દાખલો લેવા માગુ છું માટે મારે એ માટેની પ્રક્રિયા શું છે એ જાણવી છે